હા બોલોને સાહેબ આપ આપનું નામ શું હા ક્યાથી વાત કરી ઓકે ઓકે હા બોલો સર

કસાટા છે વેનીલા છે ચોકલેટ છે રાસબરી છે સ્ટ્રોબેરી છે હા છેને કસાટા પણ અવેલેબલ છે હા મેંગો ડોલી પણ છે હ કોઈ વાંધો નહીં મળી જશે હા કેક પણ અવેલેબલ છે ચોકલેટ છે ચોકલેટ છે પઇ બ્લૂબેરીની છે અલગ અલગ વેરાઇટીમાં પણ મળી જશે તમારે જે જોઈએ તે હા મળી જશે હા હા હા કઈ વાંધો નહીં તમ ફોટો ફોટાવાળી પણ અવેલેબલ છે મળી જશે એ તો બની જશે આપણે પાંચસો ગ્રામ હોય છે કિલો હોય છે બે કિલો ત્રણ કિલો તમારે જેવી તમ તારે જોઈએ એવું તમાર કાઇ વાંધો નહીં કિલો મળી જશે હા તમે દુકાને આવો એટલે તમારું રજીસ્ટ્રેશન કરવામાં આવશે પછી તમને જે તમારો જે ઓર્ડર છે એ તમને આપી દેવામાં આવશે અને ઓનલાઇન પેમેન્ટ પણ ચાલશે

ઓકે ઓકે કાઇ વાંધો નહીં હવે તો બધું ય જ મળી જશે આપણે કેટલા વાગે ક્યારે આવશો તમે કાંઈ વાંધો નહીં ઓકે ઓકે અરે એકદમ અત્યારે પ્યોર બનેલો છે હા વેજ વેજ વેજ વેજ મળી જશે હા એકદમ જ ફ્રેશ જ મળશે બધું હા ઓકે સર તમારું બૂક ઓકે